હાં અક્ષર રેસ્ટરોરન્ટ

પનિરમા આપણે પનીર ટીકા પનીર જી પનીર હાંડી બધી હોય છે અલગ અલગ એ બધી છે પનીર ટીકા હું એનું પનીર પનીર ટિક્કા ત્રણસોને સાહિથનું પણસો ગ્રામ છે હાં નાન નાનમાં તો બટર નાન ને એ રીતના છે અલગ અલગ પાનસો પનીર ટિક્કા હાં હાં તમે

ના ના ના ના ના પ્યોર અમે જાતે પનીર બનાવીએ છીએ અને બધુ અહિયાં છે ફૂલ સેફટી સાથે બધુ જ અહિયાં ધ્યાન રાખવામાં આવે છે અને ફૂલ વેગીતેરિયાં જ બધુ બનાવવામાં આવે છે હોમ ડિલિવરી ચાલુ છે બાકી તમે આવી શકો તો લઈ જાવ કારણકે અત્યારે અમારો સ્ટાફ ફૂલ ગિરદી છે તો રોકાયેલો છે રેસ્ટરોરન્ટમાં

તમે કેટલાક દૂર રહ્યો છે તો તમે આવીને લઈ જાવ તો બેસ્ટ બાકી અમારો સ્ટાફ રોકાયેલો છે એટલા માટે હાં હાં ઓકે તો તમે મારા નંબર ઉપર જે મેં ફોન કર્યો છે એમાં તમે મને એડ્રેસ સેન્ડ કરી દ્યો તો હું તમને પાછો મોકલાવી દઉ ત્યાં અને પેમેન્ટ તમે ઓનલાઈન કરશો કે ઓકે તો માર નંબર ઉપર જ ત્યાં ઓનલાઈન પેમેન્ટ કરી દેજો અક્ષર રેસ્ટરોરન્ટ આવશે ઓકે